પૌષ્ટિક ખોરાક એ આજના યુગમાં એક ખૂબ જ ઉપયોગી છે કેમકે માણસની થા ભાગમાં લાઇફમાં પૌષ્ટિક ખો ખોરાકએ ખૂબ જ મહત્ત્વ છે મહત્ત્વનું છે કેમકે માણસ આખો દિવસ કામ કરે છે અને તેને પૌષ્ટિક આહાર ના મળે તો એને એની લાઇફની જે ઉર્જા હોય છે તે મળી શકતી નથી અને લાઇફમાં તે પૌષ્ટિક ખોરાક લે છે તો તેનામાં વિવિધ પ્રકારની ઉર્જાઓ આવે છે અને તે એક અલગ પ્રકારની એનર્જી એને મળે છે જેનાથી તે તેના કામો છે તે સરળતાથી કરી શકે છે અને તે બધી જ પ્રક્રિયાઓ ખૂબ જ સરળતાથી અને ખૂબ જ સારી રીતે કરી શકે છે જેનાથી તેને સ શરીરનું સંતુલન અને તેની દિમાગનું સંતુલન તે બધી જ વસ્તુઓ ક્લિયર રહે છે જેનાથી તેને કોઈ પણ પ્રકારનો વાંધો આવતો નથી અને તે ખૂબ જ સારી રીતે પોતાના શરીરની બધી જ ક્રિયાઓ અને તેની વિવિધ પ્રકારની ઉર્જાઓ મેળવી શકે છે અને શરીર માટે વિવિધ પોષક તત્ત્વો છે જે ખોરાકમાંથી મળે છે તે માણસને મળી રહે છે જેનાથી તેનું શરીરનું સંતુલન સારું રહે છે અને તે પોતાનું બધું જ કામ સારી રીતે કરી શકે છે